હા શું નામ છે તમારું ધર્મિષ્ઠા તમારે યોગા કરવા છે હા તો યોગા કરવા માટે આપણી બે બેચ ચાલે છે એક તો સવારે છ થી સાતની ચાલે પછી સાત થી આઠની ચાલે છે મોર્નિંગમાં અને ઈવનિંગની અંદર ચાર થી પાંચ ને છ થી સાત આ રીતે આપણી બેચ ચાલે છે રવિવારે આપણું સેસન ઓફ રહે છે તો હવે તમારે યોગા જે કરવું છે તો યોગાની અંદર શું શું તમારે શાના માટે યોગા કરવું છે સ્પર્ધા માટે કરવું છે કે ખાલી ફિજિકલ ફિટનેસ માટે કરવું છે ફિજિકલ ફિટનેસ માટે કરવું છે ને હા તો કઈ વાંધો નહીં તમને આપણે જે જનરલ યોગા જે આવે છે એ યોગા કરાવીશું ને સાથે તમને પાવર યોગા બી કરાવીશું જેની અંદર તમારે બંને વસ્તુ આવી જશે જનરલ ફિટનેસ બી આવી જશે અને તમારે સ્પર્ધાત્મક કરવું હશે તો સ્પર્ધાત્મક માટે બી યોગા થઈ જશે બીજું તો હા યોગા તમે કરો ને તો તમારું એક તો શરીર તંદુરસ્ત રહે તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારના રોગ ન થાય બરાબર તમારી એક્ટિવિટીમાં વધારો થાય બરાબર છે બીજું શું કહો છો તમે બીજું તમારે શું માહિતી જોઈએ છે બીજી હા પછી તમારી ઉંમર શું છે અત્યારે હા તો વાંધો નહીં આપણે જનરલ તમને યોગાના વિવિધ બધા ફાયદા છે તો એ તમને બધા ની તમને એક્સાઇજ બી કરાવીશું અને અમે તમને પહેલાં શીખવાડીશું બી કે કઈ રીતે યોગા કરવાના બરાબર એટલે એમાં સ્ટ્રેન્થ આવી જાય તમારી ફ્લેક્સિબલિટી બી આવી જશે બરાબર તમારી ઇન્ટોનલ સિસ્ટમ બી આવી જશે તમારે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ બી તમારી આવી જશે એની અંદર યોગા કરવાથી આ દરેક વસ્તુના આપણે ફાયદા થાય છે બરાબર છે ને તમારે એવું હોય તો આપણે રૂબરૂમાં અમારા સેંટર પર તમે આવી જજો તો અમે તમને પૂરે પૂરી માહિતી આપી દઇશ બરાબર ને તમારો આ નંબર પર તમને એવું હશે તો અમે અમારો સ અમારું તમને તમે બ્રોસર બી મોકલાવી આપીએ છે બરાબર ઠીક છે હા થેન્ક યૂ